ગુજરાતી સાહિત્ય ઘણું ઊંડું અને વિશાળ છે ગુજરાતી સાહિત્યમાં જો આપણે વાત કરીએ તો ઘણા બધા લેખકો ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ છે અને જો મારું કોઈ મનગમતું પાત્ર હોય તો એ પન્નાલાલ પટેલની જે એક વાર્તા છે લાડુનું જમણ આ લાડુનાં જમણ વાર્તામાં જે મુખ્ય પાત્ર છે દેવશંકર માસ્તર એ એટલા માટે મારું મનપસંદ પાત્ર છે કે તેમાં આઝાદીના સમય પહેલાંની વાત છે અને એક શિક્ષકની ત્યારે આર્થિક સ્થિતિ કેવી હતી તેનું પણ તેમાં વર્ણન કરેલું છે મોટા ભાગે શિક્ષકો ખાવાના શોખીન હોય છે તેવું ચિત્ર આ પાત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે છતાં પણ ઓછા પગારને લીધે તે અંદરના થોડા લોભને કારણે તેને કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો તેની રજૂઆત આ વાર્તામાં જણાવવામાં આવી છે દેવશંકર માસ્તર જે લોજની અંદર ખાવા જતાં તે લોજમાં એક દીવસ એક ફિસ્ટનું આયોજન કરવામાં આવેલુ હતું અને એ ફિસ્ટમાં મુખ્ય વાનગી હતી લાડુ

અને તેઓ ઉપવાસ પણ કરે છે કે જેથી લાડુને બરાબર ન્યાય આપી શકે અને જ્યારે એ ફિસ્ટનો દીવસ આવે છે એ જમણનો દીવસ આવે છે અને એ હોટલમાં લોજમાં તેઓ લાડુ ખાય છે

લાડુ ખાતા ખાતા એમને એ કલ્પના નથી રહેતી એ ભાન નથી રહેતું કે એ કેટલા લાડું ખાઈ જાય છે લોજના માલિકને સ્વાભાવિક રીતે એમને ટોકવા પડે છે અને તેઓ ટોકે છે ખરેખર જ્યારે કોઈને ખાવાની બાબત પર ટોકીએ ત્યારે કેટલું દુઃખ થાય છે એ આપણે જાણીએ છીએ અને આ જ વસ્તુ છે એ દેવશંકર માસ્તરને એના હ્રદયને ટચ કરી જાય છે તેઓની આંખમાંથી આંસુ પણ આવી જાય છે અને પોતાની ખાવાની જે લાલસા છે એના પ્રત્યે પણ એમને ત્યારે ભાન થાય છે છતાં પાઠની અંદર આપણી દેશની એ પરિસ્થિતિનું વર્ણન કરેલું છે કે જેમાં ઘી તેલ ઘઉં આ બધી વસ્તુ જે લાડુમાં જેનો ઉપયોગ થાય છે તે એ વખતે કેટલી બધી મોંઘી હતી અને એ લોજનાં માલિકને પરવડે તેમ નહોતી છતાં પણ તે શરમ રાખીને દેવશંકર માસ્તરને કશું કહેતા નથી પણ છતાં ના છૂટકે એમને ટોકે છે આમ પન્નાલાલ પટેલની આ લાડુનું જમણ વાર્તા એ ખૂબ જ હ્રદયસ્પર્શી અને રમૂજી વાર્તા હતી